ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવૃત્તિઓ ઘણી બધી છે જેમકે જો આપણે જાન્યુઆરીથી શરૂ કરીએ તો સૌથી પહેલાં જ તે ઉત્તરાયણનો તહેવાર આવે છે જેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે તો તેમા આપણે પતંગ ખાસ તો પંતગ ઉડાવવાનું અને ત્યાર પછી છે કે ઘણી બધી બીજી બધી પણ પૂજા થતી હોય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલા માટે તેની પૂજા થતી હોય છે તલના લાડુ બનાવવા કેટલી બધી ઘરગથ્થું વાનગીઓ બનાવી છે પછી એ જ સમયે ત્યાં રણોત્સવ થાય છે જેમાં લોકો સફેદ રણમાં જઈને પતંગ ઉડાવે છે સફેદ રણમાં બીજા ઘણા બધા કાર્યક્રમો પણ થતા હોય છે એવી જ રીતે છે નવરાત્રિ ગુજરાતનું હૃદય કહેવાતું એવો તહેવાર કે જેમાં કેટલા બધા પ્રવાસીઓ આવે છે ખાસ કરીને મોટા મોટા એવાં શહેરોમાં જ્યાં ખૂબ તામ ઝામથી ગરબીઓ યોજાતી હોય છે તે લોકો આવીને અહીંયાનાં લોકપ્રિય એવાં ચણિયાચોળી કે જે અહીંયાનું પહેરવેશ છે લોક પહેરવેશ છે તે પેહરે છે અને ગરબાની મજા માણે છે એ જ રીતે જન્માષ્ટમીનો પ્રોગ્રામ પણ ખૂબ જ ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવામાં આવે છે જેમાં દ્વારકા જેવાં શહેરમાં ખૂબ જ ધૂમધામથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે દહીં હાંડી અને એવા ઘણા બધા બીજા કાર્યક્રમો કાર્યક્રમો યોજાય છે જેમાં યુવાનો બાળકો ઉત્સાહભેર ભાગ લે છે એવી જ રીતે દિવાળી છે દિવાળીનો તહેવાર અહીંયા પાંચ દિવસનો હોય છે જેમાં શરૂઆત થાયે છે ધનતેરસથી જેમાં ધનની પૂજા દેવી લક્ષ્મીની પૂજા આપણે કરીએ છીએ ત્યારે જ સાથે સાથે બીજા દિવસે કાળી ચૌદશ કે જેમાં દરેકનાં ઘરે કાંઈ પણ એવું તળેલું કે કોઈ એવી વસ્તુ બનાવી ને પછી એને ચાર ચોકમાં મૂકીને તેવી રીતે એ પણ તહેવાર મનાવવામાં આવે છે પછી છે દિવાળી એ દિવસે દરેક ઘરની બહાર દીવા લગાવવામાં આવે છે ત્યાર બાદ આવે છે બેસતું વરસ જેમાં દરેક લોકો એક બીજાના ઘરે જાય છે એકબીજાને સાલ મુબારક કહે છે પ્રવાસીઓ આ દરમિયાન ખૂબ અહીંયા આવે છે સાથે સાથે દિવાળી અને બેસતું વરસ પછી ભાઈબીજ હોય છે પાંચમા દિવસે જેમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનો મહિમા દેખાડવામાં આવે છે ખાસ કરીને તહેવારો અને પ્રવાસની જે મોજ છે ને એ જાન્યુઆરી મતલબ કે જાન્યુઆરીથી એટલે કે આમ જોવા જઈએ તો દિવાળી પછીથી શરૂ થાય છે જેમાં જાન્યુ મતલબ એક વાર જ્યારે શિયાળો બેસી જાય ને એ પછી શિયાળા બેસી જાય એ પછી ગિરનાર કે જે આરોહ અવરોહણ પ્રતિયોગિતા છે તે યોજાય છે જેમાં ઘણા બધા ટૂરિસ્ટ એટલે કે ઘણા બધા લોકો પ્રવાસીઓ ત્યાં આવે છે અને ગિરનાર પર્વતને ચડવાનું જે એક અનેરો આનંદ છે તે લે છે અને આ ખૂબ જ લોકપ્રિય મતલબ પ્રવૃત્તિ છે જે અહીંયાના લોકો પણ કરે છે અને બહારથી આવતા ટૂરિસ્ટ પણ કરે છે સાથે સાથે સોમનાથ જેવી જગ્યા છે કે જ્યાં આપણું બાર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે તેનાં પણ લોકો દર્શન કરવા આવે છે ત્રિવેણી સંગમ જુએ છે સોમનાથ જેવી મતલબ જગ્યાએ ઘણી બધી બીજી વસ્તુ આવેલી છે જેમકે ભાલકા તીર્થ છે જ્યાંના લોકો ખૂબ પસંદ કરે છે જોવું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને અંગુઠામાં પારઘીએ તીર માર્યું હતું ત્રિવેણી સંગમ જ્યાં તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો સાથે સાથે પાંચ પાંડવોની ગુફા છે કચ્છમાં આવેલો મ્યુઝિયમ જોવા માટે પણ લોકો આવે છે પોરબંદર જેવાં શહેરમાં બધા ગાંધીજીનું જન્મ સ્થળ જોવા માટે આવે છે તો એવી ઘણી બધી પ્રવૃત્તિઓ તથા સ્થળો છે કે જે પ્રવાસીઓ ખૂબ જ પસંદ કરે છે અને ખાસ કરીને કે અહીંયાનું મતલબ કે જે કહેવાતું હોય એવું ખાસ ગુજરાતી વખણાય છે એના ખાણી પીણીના કારણે કે તમે કોઈ પણ શહેરમાં જાઓ એની એક ઓ ખાસ ઓળખાતી એવી વસ્તુ હશે કે જે તેની બહુ જ મતલબ કે લોકપ્રિય હશે ને બહુ જ વખણાતી હશે જેમકે ભાવનગરના ગાંઠિયા છે રાજકોટના ધૂધરા છે અને એવી બીજી ઘણી બધી વસ્તુઓ છે જે પ્રવાસીઓ પસંદ કરે છે